હલો શ્રીનાથ ટ્રાવેલસ હું સરોજ શાહ વાત કરું છું મારે ફરવા જવું છે પંદર દિવસ માટે દુબઈ તો તમારે ત્યાં એ કંઈ પેકેજ સારું બતાવો ને મારે અમદાવાદથી ટિકિટ બુક કરાવવી છે દુબઈ માટે અને ત્યાંથી ચાર દિવસ રોકાવું છે પછી ત્યાંથી ફ્લાઇટની ટિકિટ મારે અબુ ધાબી જવું છે અને ત્યાં પણ ચાર દિવસ રોકાવું છે અને ત્યાંથી ફ્લાઇટની ટિકિટ કરી કરાવો અને દુબઈ પાછું અવાય એવી રીતના અને પછી ત્યાંથી અમદાવાદની ફ્લાઇટ મળેને એમ આવવું છે તો મને એવી ટિકિટ કરી આપો અને સારી સુવિધા હોય એવી ફ્લાઇટ બુક કરાવી આપો